અહીંયા અમારે જોવા જેવા બહુ બધાં સ્થળો છે ફરવાલાયક તમારે ધાર્મિક સ્થળો ફરવું હોય તો તમારે અહીંયા પાવાગઢ જુનાગઢ ચોટીલા વૈષ્નોદેવી સોમનાથ તેવાં બધાં સ્થળોએ જવું જોઈએ અને તમારે આમ ફરવું હોય તો અહીંયા અમદાવાદમાં છે રિવરફ્રન્ટ કાંકરિયા પછી વડોદરામાં છે સ્ટેચ્યૂ ઓફ યુનિટી એવાં બધાં સ્થળોએ તમારે ફરવા માટે જવું જોઈએ મારો આ મંતવ્ય છે